આમ તો મને ઘણી બધી વાનગીઓ ખાવી ગમે છે પરંતુ તેમાં પણ મને પંજાબી વાનગીઓ ખૂબ પસંદ છે પંજાબી વાનગીઓમાં મને ઘણી જુદી જુદી વાનગીઓ પસંદ છે જેમ કે શાહી પનીર પનીર ટિક્કા લસ્સી પરાઠા દાલ મખની વગેરે એમાં પણ મને સૌથી વધુ પ્રિય શાહી પનીર છે અને હું જ્યારે પણ હોટલમાં જમવા જાઉં છું ત્યારે દર વખત શાહી પનીર મંગાવુ છું ને ઘણી વાર તો હું મારા ઘરે જાતે જ બનાવીને ખાવાનો આગ્રહ રાખું છું અમે જ્યારે રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે શાહી પનીરનો સ્વાદ મને ખૂબ જ સારો લાગ્યો હતો ત્યારથી લઈ હું દર વખતે શાહી પનીર ખાઉં છું અને તે મારી પ્રિય વાનગી બની ગઇ છે હું મોટાભાગે અમારી નજીક આવેલી માટેલ હોટૅલમાં શાહી પનીર ખાવા જવાનું પસંદ કરું છું માટેલ હોટેલ મારી પ્રિય હોટલ છે ત્યાં ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક મળે છે અને શાહી પનીર તો આ હોટલની પ્રખ્યાત છે